હા હું આબેદા મલિક બોલું છું અને મારે બહાર ફરવા જવું છે ગાંધીનગર સુધી તો તમાર તમે રેન્ટ પર આપો છો ટુ વ્હીલર

હા છે તમાર અ તમે કહી શકશો કે રેન્ટ કેટલું છે દિવસનું

અચ્છા હા તો મારે બે દિવસ માટે જોઈએ છે એકચયુલી તો કયારે લેવા આવું થર્ડ પાર્ટી કવરઅપ છે

અચ્છા ઓકે સારું થેન્ક્યુ કાલે મળીએ